હા સાંભળ ને હું હમણાં રિટાયરમેન્ટ લેવાનું વિચારું જ છું અને હમણાં નજીક જ છે કામ વામ તો બહુ થઈ ગયું તો હું વિચારું છું કે એકલી વલ્ડ ટુર માટે જાઉં અને એના માટે મને પાસપોટ નું પૂછવું હતું કે તારું તે કરાવેલું છે ને તો એમાં કેવી રીતે થશે સિનિયર સિટીઝન માટે કંઈ સ્કીમ એવું ખરા